અમારી સંસ્કૃતિમાં પહેલાના સમયમાં એવું હોતું કે બાળ લગ્ન હતા અને વડીલો કહેતા એવી રીતે છોકરો છોકરી જોયા વગર લગ્ન પણ થાય નક્કી કરી નાખતા હતા અને બાળ લગ્ન પણ હતા જેમકે નાની છોકરીઓ અથવા નાના છોકરાઓના નાનપણથી જ લગન નક્કી કરેલા હોય છે અત્યારના સમયમાં એ સંસ્કૃતિમાં ફેરફાર છે અત્યારના સમયમાં લગ્ન ખૂબ જ સરસ રીતે થાય છે જેમકે છોકરા અને છોકરીની પણ પસંદગી હોય છે અત્યારના સમયમાં બાળકોને નાની ઉમરમાં લગ્ન કરવા નથી પળતા એવો કોઈપણ કો રિવાજ અત્યારના સમયમાં નથી અત્યારના સમયમાં લગ્ન કરવા એ એક એવો ખુશીનો માહોલ છે કે જેમાં અત્યારે છોકરી અને છોકરો બંને બંનેની મરજી હોય ત્યારે જ લગ્ન નક્કી થાય છે મારી સંસ્કૃતિમાં લગ્ન એક એવો મોટો તહેવાર છે કે જે ધૂમ ધામથી ઉજવવામાં આવે છે લગ્નમાં વિધિઓમાં ઘણી એવી ધાર્મિક વિધિઓ છે જે વિધિઓનું પાલન કરવાનું હોય છે અમારી સંસ્કૃતિમાં લગ્નનો માહોલ ખૂબ જ ખુશીનો આનંદનો માહોલ હોય છે અમારા આખા લગ્નમાં ખૂબ જ ટોળે ટોળાં મહેમાનો આવે છે મહેમાનોને નોતરું આપવામાં આવે છે લગ્નની કંકોત્રીઓ પણ ઘરે ઘરે આપવા જાય છે અને આવવા માટે આગ્રહ કરવા પણ જાય છે અમારા સંસ્કૃતિમાં લગ્ન લખાય એટલે સૌથી પહેલી પહેલી કંકોત્રી મંદિરોમાં માતાજી અને ભગવાનને મૂકવામાં આવે છે ત્યાર બાદ અમારી સંસ્કૃતિમાં લગ્ન લખાણ પણ થાય છે લગ્ન લખાય છે ત્યારે દીકરીના ઘરે લગ્ન જાય છે ત્યાર બાદ અમારે ત્યાંથી લગ્નની કંકોતરીઓ બધાના ઘરે જવા માંડે છે લગ્નના એક દિવસનો માહોલ જે સાંજનો કહેવામાં આવે છે એ લગ્નને એક દિવસ પહેલાનો હોય છે ત્યાર બાદ સાંજમાં લોકો રાત્રે ભેગા મળીને ગીત ગાય છે અને સંગીત પણ કરે છે ત્યારે પતાસા પણ વેચે છે અમારી સંસ્કૃતિમાં લગ્નને આગલે દિવસે સવારમાં મંડપ મૂહુર્ત કહેવામાં આવે છે મંડપ મૂહુર્તની અંદર છોકરી અથવા છોકરાના મમ્મી પપ્પા તે વિધિમાં બેસે છે અને એમના ઘરે મંડપનું મૂરત નખાય છે તેમાં પણ ગણપતિ દાદાની વિધિઓ કરવામાં આવે છે તેમાં પણ ધાર્મિક ને લગતી વિધિઓ થાય છે ત્યારે તે દિવસે મંડપની વિધિમાં હાથમાં દીકરી અથવા દીકરાને મીંડોળ બાંધવામાં આવે છે અમારી સંસ્કૃતિમાં તેને મંડપ મૂહુર્ત કહેવામાં આવે છે મંડપ મૂહુર્તના દિવસે મીંઢોળ બાંધી અને દીકરાને પીઠી ચોળવાની વિધિ પણ કરવામાં આવે છે પીઠી ચોળવાની વિધિમાં ફૈબાઓ દીકરી અથવા દીકરાને લાડ લડાવે છે અથવા કંઇપણ એવી મોટી ભેટ પણ આપે છે લગ્નનું માહોલ ખૂબ જ આનંદિત હોય છે અત્યારના સમયમાં લગ્ન માટે ઘર તો હોય જ છે પણ વાડી અથવા પાર્ટી પ્લોટ ખુલ્લા મેદાન જેવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે લગ્નમાં ત્રણ દિવસ ખુશીનો માહોલ હોય છે જેમાં ઢોલ પણ વગાડાવે છે પેંડાઓ આપે છે મીઠાઈઓ વહેંચે છે પતાસા પણ આપે છે લગ્નના મંડપની વિધિનો દિવસે રાત્રે લોકો ભેગા મળીને નૃત્ય કરે છે અથવા ડાન્સ કરે છે જેમકે ગરબા પણ કરે છે લગ્નના દિવસે લગ્નના આગલા દિવસે રાત્રે ગરબાનો કાર્યક્રમ હોય છે રાત્રે બધા ખૂબ જ આનંદમાં ગરબા રમે છે અને લગ્નમાં ખૂબ જ ચણિયા ચોળી અથવા નવા નવા કપડાઓ અને પહેરવેશ પહેરી અને ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે આ તહેવાર હોય કે પ્રસંગ હોય તેને માણે છે લગ્નના દિવસે સવારે વરરાજાનો વરઘોડો નીકળે છે એ વરઘોડામાં અત્યારના સમયમાં જેમ કે ઘોડા ગાડી છે જેને બગી કહેવામાં આવે છે અને ડીજે હોય છે કે જેમાં ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે લોકો ડાન્સ કરતાં હોય છે ગરબા કરતાં હોય છે અને વાજતે ગાજતે ખૂબ જ જોરદાર ફટાકડા ફોડીને રસ્તા પર નાચતા ગાતા બધા લોકો નાચતા ગાતા ત્યાંથી વરઘોડો લઈને કન્યાનો મંડપ હોય છે ત્યાં આવે છે લગ્નમાં જે લગ્નના દિવસે કન્યાના મંડપમાં આવીને વરરાજા કન્યાને વરમાળા પહેરાવે છે અને ફૂલનો ગુલદસ્તો પણ આપે છે ત્યાર બાદ લગ્નના મંડપમાં વરરાજાને અને કન્યાને બેસાડવામાં આવે છે આ લગ્નમાં પણ મંડપની અંદર ધાર્મિક વિધિઓનું પાલન થાય છે ત્યારે કન્યા અને વરરાજા બંનેના લગ્નની વિધિની શરૂઆત થાય છે એ લગ્નની વિધિમાં પણ ગણપતિ બાપાની પૂજા કરવામાં આવે છે અને દીકરીના મમ્મી પપ્પા જે લગ્નનો મંડપ હોય છે ત્યાં બેસીને વિધિ કરે છે ત્યાર બાદ લગ્નમાં ચાર ફેરા ફરવાની વિધિ પણ આવે છે જેમાં ત્રણ ફેરામાં વરરાજા આગળ હોય છે અને કન્યા પાછળ હોય છે ચોથા ફેરામાં કન્યા આગળ હોય છે અને વરરાજા પાછળ હોય છે એમ ધીમે ધીમે ધીમે ધીમે ચાર ફેરા ફરાય છે અને ફેરા ફર્યા પછી કંસાર પીરસવાનો રિવાજ પણ છે કે જેમાં વરરાજાને અને કન્યાને મોઢું મીઠું કારવાનું પણ આવે છે ત્યાર બાદ પ્રસંગમાં કન્યાની વિદાય થાય છે અને એ કન્યા રડતા રડતા પોતાના પતિના ઘરે મમ્મી પપ્પાને મળી અને જાય છે અને જાવા ટાણે મંડપને વધાવાનો રિવાજ છે અને એ મંડપના બાર અને ઘરની બહાર બે જગ્યા પર એને કંકુવાળા હાથના થાપા લગાવામાં આવે છે અને એ થાપા લગાવી અને મંડપને વધાવે છે ત્યાર બાદ કન્યાની વિદાય થઈ જાય છે તેમ કહેવાય છે અને એ નવા ઘરે જાય છે ત્યારે એના પતિના ઘરે એને સ્વાગત કરવા માટે સામૈયુ કરવામાં આવે છે એ સામૈયુ કરીને દીકરીને અથવા કન્યાને અથવા વર સાથે આવેલી પુત્ર વધુને એમ કહીએ તો પણ ચાલે કે પુત્ર વધુને આગમન માટે કંકુ પગલાં પણ કરાવામાં આવે છે અને તેની ધાર્મિક વિધિથી આરતી ઉતારવામાં આવે છે અને કોડા કોડીની શોધવાની રમત પણ કરી શકાય છે આવી રીતે અલગ અલગ ઘણી એવી રીતો અત્યારે વિકસેલી છે જે અત્યારના સમયમાં મારી સંસ્કૃતિમાં લગ્નની વિધિમાં ખૂબ જ ધાર્મિક વિધિઓનું પાલન પણ થાય છે અને ધાર્મિક વિધિથી લગ્ન પણ સંપન્ન થાય છે